ગુડ મોર્નિંગ સર હા ગુડ મોર્નિંગ બોલો હં હં હં હા આઇડિયા બહુ સારો છે સર

હા સર કરી શકીએ આપણે હું એચઆર તરીકે એજ કઈ શકું કે આપણે જે ગેમ્સ માટે જે બનાવવાની છે એપ એપ્લિકેશન બનાવવા માટે જે આપણે માણસોની જરૂર પડશે તો આપણે માણસોને થોડાક આપણે એડ કરી લઈએ કંપનીમાં કેમ કે અત્યારે ઘણાં આપણા પ્રોજેક્ટસ ચાલુ છે જો આપણે આ નવો પ્રોજેક્ટ કરવો હશે તો આપણે બીજા પણ એમ્પ્લોયીની જરૂર પડશે એના માટે હું એવું સજેસ્ટ કરું છું કે આપણે એમ્પ્લોયી થોડા જે જે લોકોને ગેમ્સમાં ઇન્ટરેસ્ટ હોય એવાં એમ્પ્લોયી આપણે રાખી લઈએ તેનાથી આપણે કંપનીને ખૂબ બેનિફિટ થઈ શકે હા હા કોઈ વાંધો નહીં એ હું કરીશ હું એચઆર માટે હું તમારી પરમિશન લઈને આપણે કરીશું આપણે એચઆર માટે બોલાવી લઈએ એમ્પ્લોયીને હું હા એ હું હા એ હું ડિસ્કશન કરી લઉ છું અને એમ્પ્લોયી પણ લાવી દઉં છું ઓકે થેન્ક યૂ